મારા વિસ્તારનો ખૂબ જ જાણીતું સિનેમા થિએટર છે આઈનોક્સ આ થિએટર ખાસ કરીને તેના આરામદાયક બેઠક વ્યવસ્થા અને ઉત્તમ અવાજની ગુણવત્તા માટે પ્રખ્યાત છે હું સામાન્ય રીતે મહિનામાં એક બે વાર ફિલ્મ જોવા જાઉં છું જો કે ક્યારેક જો કોઈ ખાસ ફિલ્મ રિલીઝ થાય તો વધુ વાર પણ જાઉં છું ફિલ્મ જોવા માટે મારી સાથે વધુ આનંદ મારા મિત્રો સાથે આવે છે અને એકસાથે ફિલ્મ જોવા અને પછી તેની ચર્ચા કરવી ખૂબ જ ગમે છે ક્યારેક પરિવાર સાથે પણ ફિલ્મ જોઉં છે અને તે અનુભવ પણ વિશેષ હોય છે કારણ કે પરિવારના સભ્યોની સાથે જેની નજીકના સંબંધોની મજા મળે છે તે બીજી કોઈ વાતમાં નથી